નમસ્કાર મેડમ હવે આપણે દાંત દુઃખે છે દાઢ ને એ બધું એનાં માટે દેખાડવા આવ્યા હતા હા કેસ કાઢવી લીધો છે હવે બસ આવી ગયો છે નંબર આમારો લઈ જ લો વારો અમારો આવું મેડમ અંદર હવે આ દાંત તો છે ને મને બહુ દુઃખે છે બહુ પીડા કરે છે એનાં માટે દવા માટે આવ્યો હતો હા તો તો તો પંદર વીસ દિવસે તો વધારે જ છે એમાં ના ક્યાંય નહીં આ પહેલી વખત જ આવ્યો છું દેખાડવા વ્યસનમાં તો પાન મસાલા છે સિગરેટ છે હા એ તો હવે પહેલે થી છે તો પણ હવે શું કરીએ વ્યસન તો છે એટલે એ તો હા હા એ તો સાચી વાત છે વ્યસનને આપણે છોડી દઈએ વ્યસન આપણને નથી પકડતું હા એ વાત અય બરાબર છે કંઈ વાંધો નહીં પણ હવે જે છે એ તો વ્યસન હાલો ધીમે ધીમે આપણે બધુંય બંધ કરીએ આપીશું પણ હવે જે દાંતની ટ્રીટમેન્ટ થતી હોય જે દાંત દુઃખે છે એનો આપણે કંઈક ઈલાજ કરો તમારે હા તો જે થતું હોય એ તો કરવું તો પડશે જ ને દાંતને માટે કાંઈ વાંધો નહીં ભલે ને જે થતું હોય એ હવે દાંતે થોડાક પીળા ય પડી ગયા છે દાંત ય થોડાક આપણે પીળા પડી ગયા છે અને દુઃખાવો ય છે બધુંય છે એટલો બધો ટાઈમ લાગશે દાંતમાં એ તો બહુ દિવસ થઇ જશે હં હં તમારી રીતે જે આપણે ટ્રીટમેન્ટ થતી હોય એ આપણે ધીમે ધીમે ચાલું કરો તમે કહો એ પ્રમાણે આપણે ધીમે ધીમે કરતા જઇએ હા તે વ્યસનથી તો દૂર થઇ જઇશું વ્યસન દૂર ઠીક પણ દાંત માટે મને જે ઈલાજ ને જે દવા થતી દાંત સાફ કરવો પડે કે આ તે જે છે એ કરો ને તો ધીમે ધીમે ધીમે ધીમે આપણે એની પ્રોસેસ ચાલું કરો આપણે અત્યારથી જ ચાલું કરો એના માટે મારે શું કરવું પડે તમે બતાવી આપો એટલે પહેલાં આપણે દાંત સાફ કરવા માટે પહેલાં પહેલાં સાફ સાફ કરવા પડશે પીળાશ છે એ કાઢવું પડે દાંતમાં જે લીકવીડ ને કેમિકલ ને એ બધું વ્યવસ્થિત જ આવે છે ને આપણે પછી બરાબર થઇ જવું જોઇએ આપણે બીજી વખત ક્યાંય તકલીફ ન પડવી જોઇએ હા ઓકે ઓકે થેંક્યું મેડમ